જીવનમાં એક મહિલા સૌપ્રથમ તો જે ઘરમાં ઉછેર થયો હોય તે મા બાપનું ઘર બધું જ મૂકી અને નવાં ઘરમાં જાય છે એનાં રોજિંદા જીવનમાં ધરમૂળથી ફેરફાર થઈ જાય છે સવારે ઉઠી અને બધું જ તૈયાર મળી જતું હોય એની જગ્યાએ બધું જ પોતાની રીતે કરવાનું હોય છે બીજાની સગવડતા સાચવવાની હોય છે પ્રેમ મેળવવાનો હોય એની જગ્યાએ પહેલાં પ્રેમ આપવાનું કાર્ય કરવું પડે છે અને આગળ પણ કરવુ જ પડશે દીકરીમાંથી પત્ની બને વહુ બને અને છેલ્લે મા બને છે ઘરની બધી જ જવાબદારી આવી જાય છે લક્ષ્મી ગણાતી દીકરી હવે ઘરની ઇજ્જત ગણાય છે અને એને કામકાજ કરવામાં અને રહેવામાં ઘણાબધા બંધનો પણ આવી જાય છે અને જો નોકરી કરતી મહિલા હોય તો તો પછી તેની પાસે અપેક્ષાઓ ઘણીબધી વધી જાય છે નોકરીમાં પણ ઉપલા અધિકારીઓ બીજા સહકાર્યકરો બધા પોતાની રીતે કામ કઢાવવાની વધારે અપેક્ષા રાખતા હોય ઘરમાં વડીલો ઘરકામની અપેક્ષા રાખતા હોય અને બાળકો હોય તો એ પોતાની માને પોતાની પાસે રાખવા ઇચ્છતાં હોય આની સાથે સાથે તકની વાત કરીએ તો મહિલા અને પુરુષ બંને સરખું જ કામ કરતા હોય તો પણ નોકરીમાં પ્રાથમિકતા તો હંમેશા

તક મળતી હોય એવું લાગતું નથી પણ હા હવે થોડો ઘણો ફેરફાર થયો છે આપણા દેશમાં મહિલાઓ સુરક્ષિત તો છે જ ઉપરાંત સમાન અધિકાર પણ મળે છે અને ઘરની અંદર પણ મહિલાઓને દરેક રીતે થોડું થોડું બધા મદદ પણ કરતા થયા છે અને સારી રીતે મહિલા રહી શકે છે ભારતમાં પણ આવી રીતે સરકારે મહિલાઓની સુરક્ષા માટે પણ વુમન હેલ્પલાઇન શરૂ કરી અને તેની વ્યવસ્થા ખૂબ જ સરસ કરી છે જેને હિસાબે મહિલા અત્યારે ખૂબ સુરક્ષિતતા અનુભવે છે